અમારા વિસ્તારમાં આમ તો ચોવીસ કલાક વીજળી હોય છે પરંતુ ઉનાળા અને ચોમાસામાં વીજળીનો પણ કાપ મૂકવામાં આવે છે જ્યારે અમને ખૂબ જ અગવડતા પડે છે જ્યારે ચોમાસાના ઋતુમાં વીજળી પર કાપ મૂકવામાં આવે છે ત્યારે રાત્રિના સમયે અંધકારના કારણે રસોઈનું કામ ભણતર વગેરે પર ખૂબ જ અસર પડે છે જેના કારણે અમને ખૂબ જ અગવડતા પરે પડે છે જ્યારે બીજી તરફ સી ઉનાળામાં વીજળી પર કાપ મૂકવામાં આવે છે જ્યારે તમામ વીજળીના તમામ ઉપકરણો બંધ થઈ જવાના કારણે અમને ખૂબ જ તકલીફ પડે છે જેમાં પંખાના કારણે ખૂબ જ ગરમી સહન કરવી પડે છે એસી વગેરે પણ ચાલતું નથી તેમજ ઘરઘંટી વગેરે પણ ચાલતું નથી આમ રસોઈના કામમાં પણ ખૂબ જ અગવડતા પડે છે